અમારા વિસ્તારમાં એમ તો ઘણા મંદિર છે પણ મેં મારા ઘરથી જ શરૂઆત કરું મારા ઘરના સામે જ એક જૈન દેરાસર છે જ્યાં એ દેરાસરમાં પણ એટલું બધું સારું કરેલું છે ને બધા અવારનવાર ત્યાં એટલે કોઈ બી તહેવાર હોય તો અમે અવારનવાર ત્યાં પૂજા અને પૂજાપાઠ કરીએ છીએ અને જેમાં એ દેરાસરમાં પણ બધું એટલું બધું સારું ક્રિએશન કરેલું છે કે એમાં જે બધા મતલબ એમાં બધા ફોરેનથી પણ લોકો આવે છે ત્યાં દર્શન કરવા માટેને એમાં પંજુસણ કરીને એક અમારું આવે જૈનોનું એ પણ લોકો અહીંયાં બધા મનાવવા ઉજવવા માટે આવે છે અને આઠે આઠ દિવસ અહીંયાં લોકો ભાવના ભક્તિ કરે છે અને પછી વાત કરીએ તો સાંઈ બાબા મંદિર જે શિરડીનું પ્રખ્યાત છે પણ અહીંયાં બી એ શિરડી જેવું જ બનાવેલું છે ને ગુરુવારે અહીંયાં લોકોની એટલી ભીડ હોય છે દર્શન કરવા માટે અને ત્યાં અખંડ દીવો મૂકેલો છે જે આખો દિવસ પ્રગટે છે અને પછી વાત કરીએ તો મહાદેવનું મંદિર છે એક એમાં એમાં પણ લોકો ઘણા આવે સોમવારે લોકો ત્યાં જાય માનતા માનેલી હોય એ બધી અગર પૂરી થઈ જાય તો ત્યાં લોકો વગર ચપ્પલે પણ દર્શન કરવા માટે દૂરથી આવે છે અને ત્યાંએ અમારા અહીંયાં એક સ્વામિનારાયણનું મંદિર છે જે બધા જે ઓલવેસ આરતીના ટાઈમ પર સાંજેને સવારે છ વાગે જ ઓપન હોય છે ત્યાં બી લોકો પૂજા કરવા માટે એટલી બધી ભીડ લગાવે છે એ પણ બહુ ફેમસ છે અને પછી વાત કરીએ તો વલસાડમાં તળકેશ્વરનું મંદિર છે તળકેશ્વર મહાદેવનું ત્યાં બી શ્રાવણ મહિનામાં શ્રાવણ મહિનામાં ત્યાં મેળો લાગે છે અને લોકો ત્યાં નવરાત્રિમાં પણ જાય છે અને ખૂબ મજા કરે છે પછી વૈષ્નોદેવીનું મંદિર છે વિશ્વમભરીનું મંદિર છે ત્યાં બી નવરાત્રિમાં ઉજવણી કરવામાં આવે છે અને એ મંદિર વૈષ્નોદેવીનું મંદિર અને વિશ્વમભરીનું મંદિર મતલબ જેણે બનાવ્યું છે એેને એક સપનું આવ્યું હતું કે મારે આ મંદિર બનાવું છે અને એ માણસ જેવો છે તે ખાલી આરતીના ટાઈમ પર જ ત્યાં આવે છે આરતીના ટાઈમ પર એ આંખ બંદ કરીને આવે છે અને ત્યાં જે હિચકો છે ત્યાં બેસે છે તો એ આરતી પણ બહુ સરસ રીતે ત્યાં ઉજવાય છે અને પછી માર્કેટમાં એક હનુમાનનું મંદિર છે ત્યાં લોકો શનિવારે જતા હોય છે અને એ પણ બહુ સારું છે અને પચીસથી પાંત્રીસ વરસથી એ મંદિર ત્યાં સ્થિત છે